પુસ્તકો એ આપણને સૌને જીવન જીવતાં શીખવે છે અને આ પુસ્તકો દ્વારા આપણે સૌ ખૂબ જ સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ પુસ્તકોની વાત કરીએ તો મારું મનગમતું પુસ્તક ભૃગુસંહિતા છે આ પુસ્તક ખૂબ જ જૂનું છે અને આ પુસ્તકની નકલ અત્યારે મળવી અનિવાર્ય છે અશક્ય છે અને આ પુસ્તક ની અંદર જો વાત કરવામાં આવે તો આ પુસ્તકમાં જ્યોતિષ શાસ્ત્રને અનુલક્ષી અને વાત કરવામાં આવી છે